હા એટલે ચિત્રકામ ઉપચારાત્મક તો મને બહુ ખ્યાલ નથી પણ ફાયદાકારક તો જરૂર હોઇ શકે કેમ કે ચિત્રકામ છે ને એને આપણે કહીએ કે એ તમને એક અલૌકિક અનુભૂતિ કરાવે જ્યારે તમે તમારા શરીરથી જ્યાં છો એના બદલે મનથી અલગ જ વિચારોમાં અલગ જ દુનિયામાં ભ્રમણ કરી શકો એ ચિત્રનાં માધ્યમથી એટલે કેવું કહેવાય ને કે કલ્પના હોય છે ને તે હંમેશા સર્વ શક્તિશાળી કહી શકાય એમ કેમ કે એક જગ્યાએ બેઠાં બેઠાં પણ કલ્પનાથી તમે આખું બ્રહ્માંડ છે એ ભમી શકો તો ચિત્રકામમાં તમારી કોઈ સીમાઓ નથી રહેતી ચિત્રકામમાં તમારે જે કોઈ પણ તમારા મનના વિચારો છે તમારા કલ્પના શક્તિઓના ઘોડાઓ છે એને તમે દોડાવી શકો હવે જો ચિત્રકામ છે કોઈપણ રીતે છેલ્લે છે તો એક એક શિસ્ત જેમ કે જેને તમે જેમ જેમ એના માટે તમે શું કહેવાય આપણે એના અનુગ્રાહી બનશો તેમ તેમ તે તમને વધારે જ ફાયદો અપાવશે અથવા તો વધારે ફાયદાકારક બનશે તો એના માટે થઇને તમારે શિસ્તબદ્ધ તો બનવું જ રહ્યું તમે રોજ રોજ એકની એક ક્રિયા જ્યારે કરતા હોય તો એ ક્રિયા માટે તમારે એમાં જે ધ્યાન પરોવવું પડે બરાબર તો એ તમને શું શીખવે છે શિસ્ત જ ને તમારે એક કોઈપણ નવી કાર્યક્ષમતા ક્રિયા શીખવા માટે તમારે એક આયોજન બનાવવું પડે એ આયોજનમાં તમારે તમારું જે અંદરનું ગુણો છે એને વિકસાવીને એનાં આયોજન કરીને એને એક લયબદ્ધ રીતે સાંકળીને તમારે આગળ વધવાનું હોય છે તો ચિત્રકામ છે એને હું કહીશ કે એ તમને શિસ્ત તો શીખવાડે જ પણ સાથે સાથે તમારે આયોજન ક્ષમતાને પણ વધારે તમારી કલ્પના શક્તિ તો જાણે એને આમ કહેવાય ને કે પવનવેગી ઘોડા લાગી ગયા હોય પવનવેગી ઘોડાની જેમ એ તમારી કલ્પના શક્તિ હોય છે એ આગળ વધતી રહે છે તો એવી જ રીતે જો બીજી એક વાત કરી શકાય કે ચિત્રકામ કરવા માટે તમારી કલ્પના શક્તિની સાથે સાથે તમારી નવી વિચાર શક્તિ સર્જનાત્મક શક્તિ એ હોવી ખૂબ જરૂરી છે કેમકે નવું સર્જન કરવાની જે ક્ષમતા એ ચિત્રકામનાં માધ્યમથી બહાર આવી શકે એવું ભાગ્યે જ બીજા કોઈ માધ્યમથી આવી શકતું હશે ચિત્રકામના માધ્યમથી તમે જે કહેવાય ને કે બોલીને કે પછી કોઈને લખીને તમે ના દર્શાવી શકો તમારા અમુક જે લાગણીઓ છે તમારી તમારી કલ્પના છે તમારી વિચાર શક્તિ છે એને તમે ના દર્શાવી શકો પણ ચિત્રકામ દ્વારા તમે જે વિચારો છો એને એવી રીતે બધાની સામે રાખી શકો કે બધા લોકો તમારી વિચાર શક્તિને અપનાવી શકે અને ચિત્રકામ એવું ક્ષેત્ર કહી શકાય કે જેમાં કોઈ આપણે કહેવાય ને સરહદ નથી હોતી તે પછી કોઈપણ વસ્તુની હોય કોઈપણ વિચારની હોય બરાબર કોઈપણ શક્તિઓની બધા ચિત્રકામને એટલાં જ પ્રેમથી જોશે જેટલું સુંદર એ ચિત્ર બનશે અને સુંદર ચિત્ર ત્યારે જ બનશે જ્યારે તમારામાં કલ્પના શક્તિ અને સર્જનાત્મક શક્તિ એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં એમાં સમાવેશ થશે હવે કલ્પના શક્તિને કે સર્જનાત્મક શક્તિને અંદર રાખીને તો તમારાથી નહીં જ થાય એને બહાર કાઢવા માટે તમારે એક આયોજનબદ્ધ એક શિસ્તમાં રહીને કાર્ય પણ કરવું જ પડે તમારે એના માટે મહેનત પણ કરવી જ પડે અને જેમ જેમ તમે એમાં કાર્ય કરતા જાઓ જેમ જેમ આગળ વધતા જાઓ જેમ જેમ તમે એની બારીક એની નાની નાની ચીવટભરી વસ્તુઓ ને માણતા જાઓ એની સાથે સંલગ્ન થતા જાઓ એની સાથે પોતાની જાતને ભેળવતા જાઓ એમ જ પછી આગળને આગળ તમને આ ગુણોનો તો વિકાસ થાય જ અને મનોહર કે સુંદર જે ચિત્રો કહી શકાય એનું તમે સર્જન કરવા માટે સક્ષમ બનો છો તો હંમેશા હું એક જ વાત કહીશ કે ચિત્રકામ માણસોના ગુણો માણસોની કલ્પના શક્તિને વિકસાવવામાં તો હંમેશા આગળ છે જ પણ એની સાથે સાથે એના જે માનસિક તનાવ છે એમાં પણ રાહતનું કામ ઘણીવાર કરતું હોય છે બસ આ જ વિચારો સાથે જો જોઈએ તો કોઈપણ કલા તે હંમેશા મદદ કરતી હોય છે પણ ચિત્રકામ એક આગવી જ ઓળખ આગવું જ સ્થાન આમાં ધરાવે છે એવું મારું માનવું છે